હેલો હા મેડમ મારો સન તમારે ત્યાં સ્કૂલમાં ભણે છે ફિફ્થમાં અને મારે જાણવું હતું એક્ચુઅલી એના ગ્રેડ્સ લાસ્ટ એક્ઝામમાં બહુ ઓછા આવ્યા છે તો એક્ચુઅલી એનું ઓવરઓલ પર્ફોમન્સ કેવું છે એ ક્યાં અટકે છે ધ્યેય નામ છે એનું હા હા હા ઓકે એટલે મસ્તી કરે છે કે શું કરે છે કારણ કે ઘરે તો અમે બેસાડીએ છીએ વાંચવા માટે બેસાડીએ છીએ ને એ ટાઈમ પણ આપે છે પણ એટલા ટાઈમમાં અટેન્શન ક્યાં આપે છે એ ખબર નથી પડતી હમ બરાબર હમ હમ હા બરાબર હા ને મેથ્સમાં તો બહુ ઓછો સ્કોર છે આટલો તો પહેલાં તો આવું નહોતું થતું હવે બગડી ગયું છે હા ઓકે હમ હમ બરાબર હા હમ હમ આપણે આવા ચાઈલ્ડ માટે કોઈ એકસ્ટ્રા ખરું આપણે કોઈ ક્લાસીસ કે એવી કોઈ વ્યવસ્થા ઓકે બરાબર હમ બરાબર હા બરાબર છે અને મેડમ તમે પણ તમારી મારી સાઈડથી ફૂલ તમને સપોર્ટ છે હો તમે એને પનિશમેન્ટ પણ કરી શકો છો કદાચ એ કારણકે આ તો બહુ ઓછા ગ્રેડ છે ફેલ થવાની થોડુંક જ નજીક છે ઓકે બરાબર છે ઓકે ઓકે ચાલો થેન્ક યુ વેરી મચ મેડમ અમે પણ ધ્યાન આપીશું ચાલો થેન્ક યુ બરાબર